નમસ્કાર હું વાધેલા આયુષ મેં તમારી એપ્લીકેશન જોમેટોમાથી રાઇટ ત્રણ કલાક પહેલા બે પીઝા અને એક બર્ગરનો ઓડર કર્યો હતો અને તમારી એપ્લીકેશનમાં સવા કલાક બતાવતા હતા ઓડર પ્લેસ થવા માટે પણ તમે હજી આવ્યા નથી ત્રણ કલાક પૂરી થઈ ચૂકી છે ડબલ ટાઈમ થઈ ગયો છે અને મને બહુ જ ભૂખ લાગી છે અને હવે મારથી રાહ જોવાતી છે નહીં અને કૃપા કરીને તમે વહેલાથી વહેલા પહોંચો નહીંતર મારે તમારા ઉપરના અધિકારી સાથે વાત કરીને તમારી કમ્પલેન કરવી પડશે જે તમારી માટે સારું નથી તો ક પા કરીને ફટાફટ મને મારું ઓડર પ્લેસ કરી દો એવી વિનંતી